હલો હલો હાજી આજે મને કઈ સારું નથી લાગતું ડૉક્ટર મને કંઈ મજા નથી આવતી કંઈ શરીરમાં કંઈ સારું નથી લાગતું ઘરનું ટેન્સન ટેન્સન તો ટેન્સન તો છે થોડું કાઇ કે મને થોડું નથી સારું લાગતું અનઈઝી અનઈઝી લાગ્યા કર્યા છે કંઈક દવા આપોને સાહેબ ડૉક્ટર સાહેબ હં હં હા પણ હવે હું હ હ હા હવે એવું જ કરવું પડશે હં હં હા એ વાત સાચી તમારી સાપુતારા જવું જોઈએ પણ હવે કંઈ તો બી કંઈ સારું નથી લાગતું એટલે ડૉક્ટર દવાથી બી કંઈ ફેર નથી પડતો હં હં હં અચ્છા અચ્છા જીજી જીજીજીજી ઓકે ઓકે ઓકે સર હા હા ઓકે બાય